હા મેં આવી મુસાફર તરીકે આરામ ગૃહને રેવા મતલબ કે રહેવાનીને ખોરાકનીને એવી અગવડતાઓ અનુભવી છે સમસ્યાઓ અનુભવી છે એવું નથી કે ખાલી નાના શહેરોમાં કે નાના ગામડામાંજ આવી સમસ્યાઓ થાય છે ઘણી વખત મોટા ફેમસ જગ્યાએ આપણે જઈએ તો પણ આવી સમસ્યા થતી હોય છે કેમ કે અમુક વિસ્તાર આપણા આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી દૂર હોય છે અને આવી રીતે ત્યાં આપણને આપણે જે જમતા હોઈએ ત્યાં ના મળતું હોય તો થોડીક જમવાની સમસ્યા થાય છે જે આપણે ત્યાં કોઈ જ ઓળખીતું ના હોય કોઈ આપણે કોઈને ઓળખતા ના હોય તો રહેવાની પણ સમસ્યા થઈ શકે છે આવી રીતે એક વાત કરું તો એક હું એક નર્મદા નર્મદાની પરિક્રમાની વાત કરું તો નર્મદાની પરિક્રમા કરવાની મારી બહુ ઈચ્છા છે અને ત્યાંની મેં વાત સાંભળેલી છે કે ત્યાં એની પરિક્રમા એમપી મધ્ય પ્રદેશથી લઈને ગુજરાતની હોય છે તો એવું થાય છે અમર કંટકથી લઈને જ્યાં ભરૂચમાં દરિયાને નર્મદા નદી મળે છે એની પરિક્રમા કરવાની હોય તો એમાં મેં એવું સાંભળેલું છે કે આ રહેવાની જમવાનીને ખાવા પીવાની બહુ અગવડતા સમસ્યા થાય છે અને આવી સમસ્યાઓમાં એવું થાય છે કે ત્યાં નાના નાના ગામડાઓમાંથી પસાર થવું પડે આદિવાસીઓના આદિવાસીઓના ગામડાઓમાંથી પસાર થવું પડે તો ત્યાં આ બધી સમસ્યા વધારે થઈ શકે ગામડામાં તો હજુ જમવાનું કદાચ મળી રહે પણ આદિવાસી ગામડા જે હોય ત્યાં થોડીક વધારે પ્રોબ્લમ થઈ શકે છે વધારે સમસ્યા થઈ શકે છે મને નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા તો ઘણી છે પણ આ બધી સમસ્યાઓના લીધે હું જવાનું ઘણી વખત ના જાઉં અને ટાળી દઉં છું અને એક વાત કરું તો મારા એક મારા એક ફ્રેન્ડ છે તે ગએલો હતો નર્મદા પરિક્રમામાં તો એમણે કીધું કે ત્યાં નાના નાના ગામડાઓ જે છે ત્યાંનાં લોકો બહુ સારા છે કે તે રહેવાની સુવિધા આપે છે એમ પરંતુ એ એક મેલ છે તો ના વાંધો આવે આમ એક ફિમેલ તરીકે કોઈના ઘરે કઈ રીતે રહી શકું એ વિચારવું પડે થોડું પછી જમવાની તો વ્યવસ્થા ના જ થઈ શકે અને આવી રીતે સમસ્યાઓ થાય છે ઘણીબધી અને નાના નાના ગામડા હોય તો ત્યાં વધારે સમસ્યા થાય લોકો સારા હોય તો આ બધું મળી શકે પરંતુ જો કોઈ સારી ભાવના ના હોય તો રહેવાની કે જમવાની વ્યવસ્થા કરવાનું બહુ અઘરું થઈ જાય અને એનો સામનો કરવો પણ બહુ અઘરો થઈ જાય આવી રીતે આદિવાસી નાના નાના ગામડામાં તો હજી એટલો વાંધો ના આવે પરંતુ આદિવાસી ગામડા જ્યાં છે કે ત્યાં એ લોકો સાથે તો રહી પણ ના શકાય એ લોકો રહેવા પણ ના દે અને જમવાની તો એ લોકો પાસેથી આશા પણ ના રાખી શકાય અને આશા રખાય પણ નહીં અને આવી ઘણીબધી પ્રોબ્લેમ થઈ શકે બહુ સારી એવી સારી રીતે આપણે રહેવું હોય જમવાની વ્યવસ્થા કરવી હોય તો આપણે એવું કશું ના કરી શકીએ અને આપણે જમવાની ને રહેવાની વ્યવસ્થા ના કરી શકીએ અને આવી રીતે નર્મદા પરિક્રમામાં આ રહ્યા બહુ મોટા ઇશ્યૂ થાય છે સમસ્યા થાય છેકે આપણે આરામ ગૃહ એટલે કે રહેવાની સગવડતા તો આપણને ના મળી શકે પછી જમવાની તો ના જ મળી શકે અને ગેસ સ્ટેશન ના હોય તો આપણે કદાચ કંઈક જમવાનું બનાવવાનું વિચારતા હોઈએ તો એ પણ ના બનાવી શકીએ જો આ ગેસની સુવિધા હોય તો પણ આપણે જમવાનું બનાવી શકે પણ એવું પણ ના હોય તો એકે થઈજ ના શકે અને રહેવાનું બીજી ઋતુમાં તો હજીએ વાંધો ના આવે પરંતુ જો ચોમાસું હોય તો રહેવાની ને બધી સગવડ કરવામાં પણ થોડીક સમસ્યા વધારે થઈ જાય અને એમનો સામનો પણ કરવો પડે જો આપણે આવી રીતે ફરવા કે મુસાફરી કરતાં હોઈએ અને એવું થાય તો આવી સમસ્યા મેં ઘણી વખત અનુભવેલી છે અને ઘણાના અનુભવો સાંભળીને પણ હું ઘણી જગ્યાએ જાવાનું ટાળી દઉં છું આવી રીતે સમસ્યાઓનો સામનો કરવામાં ઘણી વખત આપણે અમુક જગ્યાએ ના જઈ શકતા હોઈએ અમુક જગ્યાએ જાવામાં આપણે વિચારવું પડતું હોય કે આપણે જવું કે ન જવું અને મેલ હોય તો હજીએ એટલો પ્રોબ્લેમ ના થાય એક ફિમેલ તરીકે ક્યાં રહેવું શું કરવું કેવી રીતે રહેવું એ થોડું વિચારવું પડે નાના ગામડામાં કદાચ કોઈ રહેવા માટેની સગવળતા પૂરી પાડી શકે પણ આપણે એક ફિમેલ તરીકે રહેવા માટેની સગવળતામાં વિચારવું પડે કે કઈ રીતે રહેવું શું કરવું આવી બધી સમસ્યા ઘણી વખત બહુ વધારે થઈ જતી હોય છે અને આવું મેં એક મુસાફર તરીકે મેં બહુ ઓછી વખત કંઈ સામનો કયરો છે પરંતુ ઘણી બહુ બધી વખત સાંભળેલું છે અને એ સાંભળવાના લીધે ઘણી વખત હું આવી જગ્યાએ જવાનું ટાળી પણ દઉં છું અથવા તો નથી જતી કે અથવા તો ઈચ્છા હોય તો પણ ના જઈ શકું એવું ઘણી વખત થતું હોય છે